મોરબી જિલ્લો મોરબી જિલ્લાનો ઇતિહાસ એ છે કે જ્યાં જૂના જમાનામાં રાજા મહારાજા રાજ કરતા હતા અને અત્યારે તેમણે જે બનાવેલા મહેલ છે ત્યાં બનાવેલી જે બધી સારી યાદો છે અ ત્યાંના પૂલ છે ત્યાંનાં મકાનો છે હજી તમને જોવા મળે છે તેમાં તેમાં ઘણા વર્ષોથી ઉત્ક્રાંતિ પામે છે તેમાં અમૂક અમૂક તો પથ્થરોવાળા હૂતા હતિ પણ ઉત્ક્રાંતિ પામ્યા છે અને તેમાં જે મોતી મહેલ છે ત્યાં અલગ અલગ પૂતળાંં આવેલાં છે જે બ ઓલા બતાવામાં આવે છે ઘોડાપૂલ છે પાડાપૂલ છે પછી અમુક અમુક તો સર્કલના નામ આપેલાં છે બાપુનું બાવલું તરીકે સયાજીરાવ બાપુનું સર્કલ એવા ઘણાં સર્કલોનાં પણ નામ આપેલાં છે મોરબી મોરબી એ ખ્યાતનામ સિટી તરીકે થઇ ગયું છે કે ત્યાં અલગ અલગ ગુજરાતની અ અમુક અમુક સારી હસ્તકળા અને બધું જોવા મળે છે ત્યાં જૂના જમાનાનો પ્રાચીન કાળ વખતનો એક મહેલ પણ છે જે અત્યારે મોતી મહેલ નામે જાણીતો છે ત્યાં એવું માનવામાં આવેલું હતું કે ત્યાં જૂના જમાનામાં રાજા મહારાજાઓ રાજ કરતા અને ત્યાં એક કિલ્લો પણ હતો એ બધું જોવા મળે છે